અત્યારે હવે મારે પાન કાર્ડ હવે ચેંજ કરવાનું છે કારણ કે હવે મારે બીજી પ્રોસેસ માટે અબ્રોડ જવા માટે મારે પાનકાર્ડમાં મારે નામ ચેંજ કરવાનું છે તો મારું નામ અડધું છે અને એને ફૂલ કરવા માટેની શું પ્રોસેસ જોશે અને મારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને એને અપડેટ હવે કઈ રીતે કરવાનું એમ હવે અપડેટ કરવા માટે ઓનલાઈન બી એની વેબસાઇટ મળે છે અને ઓફલાઈન બી આપણે ત્યાં એને ફેસ ટુ ફેસ જવું પડે છે તો હવે ઓનલાઈન સારું કે ઓફલાઈન સારું ઓનલાઈનમાં કયા કયા સ્ટેપ્સ આવે અને ઓફલાઈનમાં કયા કયા સ્ટેપ્સ આપણે ફોલો કરવા પડે હવે તમે મને એવી રીત હવે તમે મને સ્ટેપ બાય સ્ટેપ જણાવો કે કઈ રીતે આપણે એને અપડેટ કરવું નામ કઈ રીતે અપડેટ કરવું અને નામ અપડેટ કરવા માટે કયા કયા એને રિલેટેડ પ્રૂફ જોશે તો મારે ઓફલાઈન આવું મને જરૂરી પડશે કે ઓનલાઈન કારણ કે ઓનલાઈન ઇઝીલી થઈ જાય છે અને ઓફલાઈન થોડું ઘણું ડિસ્ટન્સ હોય છે કારણ કે તેની ઓફિસે જવું પડે છે અને ઘણુંબધું સ્ટ્રગલ જેવું કરવું પડે છે તો હવે ઓફલાઈન સારું કે ઓનલાઈન અને ઓનલાઈન સારું હોય તો તમે મને એની બધી સ્ટેપ બાય સ્ટેપની પ્રોસેસ જણાવો